હલો જય અંબે ફુલહારમાંથી વાત કરો છો બેન હા હવે બેન અમારે પંદર તારીખે લગ્ન છે તો અમારે એક ગાડી પછી ચૌરી અને મંડપ સજાવવાનો છે ફૂલથી બરાબર તો ડેકોરેશન આપણે પૂરેપૂરું ડેકોરેશન કરવાનું છે તો કેટલો ભાવ આપણે ચાલે છે ડેકોરેશન માટે શું ભાવ ચાલે બધું જ તમારું અમારે ખાલી લગ્ન કરવાનાં છે બસ એટલું જ બાકી ખાલી અમારું કામ બીજું બધું તમારે કરવાનું ચૌદ પંદર તારીખે એટલે તમે ચૌદ તારીખે ઓ બધા ફૂલ ઓરિજિનલ જ રાખવાનાં આપણે બધા જ સાચાં ફૂલ રાખવાનાં છે એટલે તમે ચૌદ તારીખે તમે કરો તો વાંધો ના આવે એક દિવસ પહેલાં બરાબર જુઓ બેન હવે હવે ત્રણ ચાર દિવસ બાકી છે એટલે અમારે બધાં બીજાય કામ છે એટલે સમય નથી અમારી જોડે હવે તમે તાર ગુલાબમાં તમે તાર ગુલાબની ગાડી કરી દેજો આખે આખી ગુલાબથી શણગારી દેજો અને બીજા બધા જે મિક્ષિન્ગ ફૂલ હોય મિક્સ ફૂલ હોય એ એ ચૌરી સજાવી દેજો અને મંડપમાં લગાવી દેજો આપણે કાંઈ જોવું બોવું નથી તમે તાર કંપ્લેટ લગાવી દેજો ભાવમાં સમજી રાખજો થોડું સમજજો થોડું ચૌરીનો જે હાલ અત્યારે નવી ફેશનમાં જે ચાલતો હોય એ ટાઈપનો આપણે રાખજો સારામાંનો ના બેન રૂબરૂ નહીં તમે ખાલી મને બજેટ કહી દો કે ભાઈ આટલો આ આટલી વસ્તુ મેં કીધી એનું બજેટ આટલું થશે કે ભાઈ જે થતું હોય તમારે ભાવ ચાલતો હોય એ બરાબર જુઓ બેન હવે આપણે લગનમાં કોઈ કસર રાખવાની નથી એટલે તમે તાર સારામાંનું જે તમે કરતા હોય સારામાં સારૂં રાખજો તમે તાર કોઈ ટેન્શન રાખ્યા વગર

બરાબર કશો વાંધો નહીં બેન પૈસાનું મેં ના કીધું તમે પૈસાનું ટેન્શન ના રાખતા ખાલી કામ અમારે સરસ હોવું જોવ બસ બીજું કંઈ નહીં કોઈ જોવે તો લાગવું જોઈએ કે ભાઈ લગનમાં કર્યો છે ખર્ચો

કશો વાંધો નહીં હું તમને વ્હોટસપ કરું તમે મને મોકલી દો

ના ના બેન અમારે તો જુઓ કશો વાંધો નહીં બરાબર જે હોય એ તમારે ભાવ હું તમને વૉટ્સએપમાં મોકલી દઉં હાલ તમે મને ફોટા બધા શેર કરી દો ને અને તમારું પેમેન્ટ જે હોય એ તમને હું કરી દઉં છું બરાબર ના ના પૂરેપૂરું જ કરી દઈએ બેન વાંધો નહીં તમે તાર હોં ઓકે હા